ગાર્ડનિંગ કરવું એ મારી શરૂઆત તો ગાર્ડનિંગ કરવાની છે ને બાળપણમાં જયારે હું માટી ખાઈ જતી એવડી નાની હતી હું મારા મમ્મી કે પપ્પા મને ટોકતાં કે માટી ન ખવાય રમતા રમતા ભૂલકણાં હતાં ને માટી ખાઈ જતાં ત્યારે માટી પણ છે ને બહુ મીઠી લાગતી ત્યારથી મને ગાર્ડનિંગ કરવાનો ખૂબ જ શોખ ચડયો હતો અમારા ઘરે સરસ મજાનો બગીચો છે નાનો એવો જ્યાં છે ને ચીકુડી છે આંબો છે આંબલી છે મીઠો લીમડો છે બે મોટા લીમડા છે જે ખારા લીમડા આવે કડવા લીમડા એ છે અને એનો છાંયડો એકદમ ઉનાળામાં જે ત્યાં ખાટલો રાખી સૂવાની મજા છે તે ખૂબ જ સરસ છે ગાર્ડનિંગ કરવાનું શરૂઆત ત્યાંથી થઈ હતી પછી જ્યારે શાળામાં ગયાં ત્યારે વૃક્ષ દિવસ જે આવે ત્યારે ફરજિયાત એક એક વૃક્ષ વાવવાનું અને રક્ષાબંધનના દિવસે શાળામાં ભણતા ભાઈઓ અને બહેનો જ્યારે અમે નાના હતા ત્યારે વૃક્ષ દિવસના દિવસે એક એક શાળામાં વૃક્ષ તો બધાને વાવવાનું જ હતું પછી ભાઈ બહેન છે શાળામાં એકબીજાને જે રાખડી બાંધે ભાઈઓ અને બહેનો વર્ગખંડમાં તે જ ભાઈ બહેનોને એક બીજાની યાદમાં એક વૃક્ષ વાવવાનું હોય છે અને તેની માવજત પણ કરવાની હોય છે આશ્રમ શાળામાં એ અમારો એક નિયમ હતો અને જ્યાં સુધી અમે ત્યાં રહ્યાં ત્યાં સુધી તેની માવજત પણ કરી પછી તે વૃક્ષના પિંજરા ઉપર અમારું નામ પણ લખેલું જે હજી સુધી એક યાદી બની ગઈ છે ગાર્ડનિંગ કરવા માટે કોઈ ઉંમર હોતી નથી જોવા જઈએ તો બાળપણથી જ ખૂબ શોખ ખૂબ જ લાગણી કુદરતી વાતાવરણમાં રહેવું તેનો ઉછેર કરવો એક મજા આવે એવું કામ છે એટલે ગાર્ડનિંગ કરવી છે ઘણાં લોકોને ગમતું હોય છે તેમાંની એક હું જે મને ખૂબ જ શોખ છે હું મારા ઘરે નાનાં નાનાં કુંડા લાવી છું એમાં સરસ સરસ મજાના પોધા જે આપણે કહીએ છોડવા એ લગાવ્યા છે અને તેમાં છે પૂરતું પાણી અને તેની માવજત કરવી એ મારો ફરજ છે જ્યારે હું ન કરી શકું હું ન હોય ત્યારે મારા ઘરવાળા બધા જે છે એ તેની માવજત કરે છે સવારના જે તુલસીમાતા છે તેનો તુલસી ક્યારો ત્યારે તેનું શુદ્ધ પાણી વડે તેનું આપણે જે છે ને કુંડાને તે પાણી અર્ચન કરીએ છીએ અને તેને પગે લાગીએ છીએ તેનાથી વાતાવરણ સારું રહે છે અને આપણું મન પણ શાંત રે છે તેની પૂજા પણ કરું છું પછી તે ઉપરાંત હમણાં જ મેં અમારા ઘરનાં આંગણમાં ધાણાભાજી અને ફુદીનો વાવ્યો જે હજી તેના કાંઈ ફૂટ્યાં નથી પણ એ પંદર દિવસની અંદર ફૂટી જશે એવું લાગે છે મને અને તેને રોજ હું અત્યારે પાણી પાઉં છું પંદર દિવસમાં તેના કોણ કોણ કે જે હોય એ ફૂટી આવશે અને પછી તેને પૂરતું પૂરતું પાણી આપીશ તે ઉપરાંત જે કુંડા હોય છે તમાં હું છે ને છાણિયા ખાતરનો ઉપયોગ કરું છું વધારે પડતું પાણી કે વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ હું નથી કરતી તેની માવજત તો ફક્ત છે ને જમીન ભીની રાખવી કુંડામાં જે આપણે છોડ વાવીએ તેની જમીન ભીગી હોય માટી ભીની હોય એટલી જ માવજત તેના માટે પૂરતી હોય છે અને દરરોજ પાણી આપવું ક્યારેય ભૂલવું નહીં એ આપણી ફરજ હોય છે જો આપણે એ નિત્ય નિયમ આપણે ભૂલી જઈએ તો પછી સુકાઈ જાય છે આપણને પણ કયારેક પાણી ટાઇમ પર ન મળે તો ગળું સુકાઈ જાય છે તેવી રીતના એના મૂળિયા પણ સુકાઈ જાય છે જે મૂળિયા ખૂબ જ નાના હોય છે હજી એટલાં ફેલાણાં હોતાં નથી એટલે સારું છે કે તેની માવજત મારા હાથે જ થાય છે અને હું એ ભૂલતી નથી બીજું કહું તો ગાર્ડનિંગ કરવાનું અને તેને ફુવારા વડે પાણી આપવાનું જે ગમે છે અને જે મારો શોખ છે એ એમ સવાર સવારના જે મનને પ્રફુલ્લિ કરે છે અને તેનાથી મને ખૂબ જ આનંદ મળે છે